તેમાંય મહિલાઓને સાડી સાડી બીજનસ લાઇનમાં લઈ જવામાં આવે છે તેમને મહિલાઓને ઘરે બેસીને કેવી રીતનાં કામ કરવું અને કેવી રીતના પૈસા કમાવા તેમાં મહિલાઓને સિલાઈનું કામ પાર્લરનું કામ ઘરે બેસીને કઈ વસ્તુમાંથી કઈ નવું વસ્તુ બનાવીને વેચવાની વગેરેની માહિતી આપવામાં આવે છે તેને તેમને ડર વસ્તુની સમજ આપવામાં આવે છે તેમને નવું નવું જ્ઞાન આપવામાં આવે છે તેમને કહે છે કે આ વસ્તુમાંથી આટલા પૈસા આ વસ્તુ બનાવવામાં આવે છે તે મહિલાઓ તે વસ્તુ બનાવે છે અને માર્કેટમાં લઈ જઈને વેચે પણ છે તે મહિલાઓ માટે બહુ ખૂબ સારી વાત કહેવાય છે મહિલાઓ જ્યારે ત્યાં જાય છે અને ટ્રેનિંગ લે છે ત્યારે મહિલાઓ ખૂબ નવી નવી વસ્તુઓ શીખે છે જેમકે સિલાઈ કામ મહિલાઓ નવી નવી ટેકનોલીજી પ્રમાણે સિલાઈ કરે છે નવી નવી ડિઝાઇન બનાવે છે અને તે માર્કેટમાં ભાવ એનો ઉચકાય છે અને સારી રીતે વેચાય છે તેમનું મહિલાઓમાં ઘર ચલાવવામાં વગેરેમાં કામગીરીમાં હેલ્પ થાય તેનાથી મહિલાઓ જાગૃત પણ થાય છે જ્યારે મહિલાઓ જાગૃત થાય છે ત્યારે ભારતનું વિકાસ પણ થાય છે મહિલાઓ કોઇપણ વસ્તુમાંથી નવી વસ્તુ બનાવે છે તેમની નવી ડિઝાઇન તેમને સરખી રીતના કાવ્ય કરે છે અને બીજી મહિલાઓને પણ તે વિષે જાગૃત પણ કરે છે જ્યારે મહિલાઓ પોતે કંઇ શીખે છે અને બીજી જ મહિલાઓને શીખવાડે છે તેમના એક અલગ જ જોશ આવે છે તેમને એક અલગ નોલેજ આવે છે અને મહિલાઓ સારી રીતે કાર્ય કરી શકે છે જે મહિલાઓ કામ કરતાં હોય છે સિલાઈ મશીનનું પાર્લરનું તેમને નવું નોલેજ ખબર પડે છે નવી ફેશન ખબર પડે છે અને પાર્લરમાં સરખી રીતનાં કામ કરે તો એમનું બીજનસ આગળ વધે છે તે પણ ખૂબ નામ કમાવી શકે છે મહિલાઓ આજે પણ આપણે ભારતમાં ખૂબ જ વિકસેલી છે મહિલાઓ જ્યારે ઘરે બેસેલી હોય અને રોજગારીની તકમાં હોય તો આ બી આ આ સમંદર હોય તેમને ખૂબ જ હેલ્પ મળે છે અને તે જ્યારે આ બધું કામ શીખે છે અને જ આપણાને મદદ કરે છે તે પણ સારી વાત કહેવાય છે મહિલાઓ જે કાર્ય શીખે છે તે ખૂબ જ સારી રીતે કરે છે મહિલાઓને જાગૃત કરવામાં આવે છે મહિલાઓને નવું કાર્ય શિખવાડવામાં આવે છે અને મહિલાઓ જ્યારે તે કાર્ય શીખી જાય છે ત્યારે તે રેગ્યુલર તેમાં કરતાં થઈ જાય છે તે બીજી નાની છોકરીઓને નાના મિન્સ કોલેજ જતી છોકરીઓને તે ટેનિંગ પણ આપી શકે છે અને જે ટેનિંગ આપે છે એમાંથી જે પૈસા આવે છે તે પણ મહિલાઓને ખૂબ જ હેલ્પ તે બીજી કોઈ સરકારી કાર્યમાં પણ લાગી શકે છે સરકારી જોબ પણ તે લોકો કરી શકે છે તે ફિલ્ડમાં જઇને આગળ જઈને તેમને ખૂબ જ ફાયદેમંદ હોય છે તેઓ તે કામ કરીને ખૂબ જ મહાન બની રહી છે અને જયારે એ પોતાનું કાર્ય પોતાના હાથપગ પર કરી શકે છે તો તેમને કોઈ બીજા જોડે માંગ કરવી જોઈએ નહીં અને કરવી પડતી પણ નથી જ્યારે મહિલાઓ કોઈપણ કાર્ય જેમ સિલાઈ મશીન શીખતી હોય તો વધારે સિલાઈ કરે છે તે અલગ કંપનીમાં જઈને સિલાઈ કોર્ષ કરે છે બીજાને સિલાઈ કોર્ષ શીખવાડી શકે છે વગેરે પણ એ વસ્તુ કરી શકે છે એમ કરીને આપણાં જે સંઘ જૃૂથ મહિલાઓ માટે ખોલવામાં આવ્યું છે એ ખૂબ જ સારી વાત કહેવાય છે અને મહિલાઓ માટે એવી કેટલીક બધી સરકારી વસ્તુઓ ખોલવી જ જોઈએ કેટલીક બધી એવી સારી ફિલ્ડો પણ ખોલવી જોઈએ કે તે મહિલાઓને હેલ્પ કરી શકે છે આપણા ભારતમાં આવું બહુ બધી ફિલ્ડ ચાલે છે કે તે મહિલાઓને જાગૃત કરે છે મહિલાઓને હેલ્પ કરે છે અને એવા કેટલાક મહાન મહાન કાર્યો કરવામાં આવે છે કે તેમાંથી મહિલાઓને ખૂબ જ હેલ્પ મળે તે મહિલાઓ જાગૃત થઈ અને કોઈ નવું કાર્ય કરે છે મહિલાઓને આ બધી વસ્તુઓ શીખવાડવામાં આપણુ ભારત ખૂબ જ આગળ છે અને પ્રધાનમંત્રી આ બધી સુવિધામાં સહારો આપે છે